અહહ ક્યાંથી બોલો છો તમે ક્યાંથી બોલો છો ક્યાંથી બોલો છો તમે અચ્છા અચ્છા અચ્છા હા હા બસ શેમાં તારે ભાગ લેવો હતો

પણ છે શેની છે ને ભાઈ એમાં શું આવી શકશે ને બીજી કોઈ ફાવે છે એમાં તને ઈન્ટરેસ્ટ છે એમ ક્રિકેટ ગમે ક્રિકેટ ગમે કબડ્ડી ગમે ક્રિકેટ ફાવે એમાં ઈન્ટરેસ્ટ છે કબડ્ડી ફાવે કબડ્ડી

તો ક્યું તમને ફાવે છે ક્યું રમ્યું છો ક્યારેય હા ખોખો ચાલે ફૂટબોલ ફૂટબોલ ફૂટબોલ ફાવે રમ્યો છો ક્યારેય કોમ્પિટિશનમાં ભાગ લેવો હોય પ્રેક્ટિસ બરાબર કરવી પડે હો પ્રેક્ટિસ ત્યાં સુધી બરાબર છે પ્રેક્ટિસ કરવાની મહેનત કરવી પડશે હો તૈયારી છે ને હા તો તારું મને નામ ને બધું મોકલજે તારું એટલે રજિસ્ટ્રેશન કરાવી દઉં માર કરાવું પડશે એનું ફોર્મ ભરીને બરાબર એનું સ્થળ ને બધું આવી જશે પાક્કું તારીખ ને બધુંય એટલે હું તને મોકલી દઈશ જાણ કરીને બરાબર હજી એનું સ્થળ ના ના આતો ગવર્મેન્ટનું હોઈ ફેસ્ટિવલમાં તો બહુ સરસ પ્રાઈઝ મળે નંબર આવે એને રમવા જેવું હોય બહુ સરસ મજા આવે હા ના ના પ્રાઈઝ એય મળે સર્ટિફિકેટ એ મળે એ કાયમ કામ લાગે આપણે સરકારને હોય બધું એતો આગળ પણ કાયમ માટે કામ લાગે આપણને હા હા હું તને મોકલીસ પણ તું પ્રેક્ટિસ હવે શરૂ કરી દેજે હો હવે એકદમ સરસ તો જ આપણે ખાલી ભાગ લેવાનો નહીં નંબર આવવો જોઈએ

હો હા હા હો